અમારા ઘરની આસપાસ ના વિસ્તારો અમને આરોગ્યપ્રદ રાખવા માટે અમાં સંપૂર્ણ રહેણાંક વિસ્તારો હંમેશા સજાગ રહે છે જ્યારે પણ વર્ષાઋતુ કે અન્ય કોઈપણ સમયે રસ્તા ઉપર જે ખાડા કે હોય છે તેમાં ગંદુ પાણી ભરાય છે તેને અમે ત્યાં રહેવા દેતા નથી અને અમે નગર પાલિકામાં અરજી કરાવીને અથવા તો જાતે જ પ્રયાસો કરીને તે પાણીને બહાર કાઢીને તે ખાડાને અમે એમ ધૂળ કાંકરા વગેરેથી સંપૂર્ણ પણે ભરી દઈએ છીએ કે જેથી કરીને ત્યાં પાણી ન ભરાય અને એ પાણી ગંદા પાણીમાં મચ્છર કે અન્ય જીવજંતુઓ ન થાય તેની તકેદારી લઈ રાખીએ છીએ જેના લીધે આસપાસના વિસ્તારોમાં મચ્છરના કારણે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોડ વગેરે જેવા ભયાવહ રોગ ફેલાતા અટકે છે આ સિવાય અમારા ઘરમાં રહેલા ફૂલ છોડ ઝાડ પાન વગેરે માટી જ્યાં પડી રહે છે તે તેને પણ અમે સ્વચ્છ રાખીએ છીએ અને ત્યાં પણ જમીનમાં અમે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ જેથી જીવજંતુઓ મચ્છર વગેરેનો ઉપદ્રવ સર્જાય નહીં નહીં જ્યારે પણ કચરા માટે ગાડી આવે છે ત્યારે તેમાં જ ઘરનો તમામ કચરો એ ગાડીમાં ઠાલવીએ છીએ અને ઘરની આસપાસ કે રહેણાંક વિસ્તારોમાં ક્યાંય પણ કચરો થવા દેતા નથી ઘરમાં પણ કચરાના નિકાલ માટે ભીના કચરા અને સૂકા કચરાના નિકાલ માટે બે ગ્રીન અને બ્લૂ લીલી અને બ્લૂ બે અલગ કચરા પેટીઓ રાખવામાં આવી છે અને તેમાં જ કચરો ફેંકવામાં આવે છે અને કચરાનો નિકાલ પણ મહાનગર પાલિકા દ્વારા આવતી ગાડીઓ થકી જ તેનો નિકાલ કરવામાં આવે છે આસપાસના વિસ્તારોમાં જ્યાં કાળવો નદી કે જે ગટરનું ગંદુ પાણી વહે છે ત્યાં પણ સ્વચ્છતા રહે તે માટેના પગલાં લેવા માટે મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવે છે કે જેથી ગટરના પાણીની આજુ બાજુ સતત દવાઓનો છંટકાવ થતો રહે અને ત્યાં અંદર પાણીમાં જે વેલ કે ઝાડ કે બિનજરૂરી ઘાંસ ઊગી નીકળે છે કે જેના લીધે મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થાય છે તેનો નિકાલ કરવા માટે આ મહાનગરપાલિકામાં અરજીઓ કરતાં રહીએ છીએ અને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરતાં રહીએ છીએ ઘરની આસપાસ વર્ષાઋતુ દરમ્યાન સતત દવાઓ ડીડીટી વગેરેનો છંટકાવ નિયમિત રીતે કર કરતાં રહીએ છીએ અને મહાનગરપાલિકા દ્વારા પણ નિયમિત રીતે તેમનો છંટકાવ થતો રહે તે માટેના પગલાઓ અમે ભરવાનો પ્રયાસ કરીએ છીએ આ સિવાય ક્યાંય પણ કોઈપણ પ્રા પ્રાણી કે પશુ પક્ષી કે જે ઘાયલ હાલતમાં ઘર રહેણાંક વિસ્તારોની આસપાસ રહે છે તો તેના કારણે માખી મચ્છરો તેમના ઉપર થાય છે તો એવા સમયે અમે આરોગ્ય વિભાગમાં જ પશુ પાલકના આ ચિકિત્સાલયમાં જાણ કરીને તેમનો નિકાલ કરવાનો અને તેની સારવાર માટેના પગલાઓ લઈ લેતા રહીએ છીએ આ સિવાય ઘરમાં ક્યાંય પણ વધારે સમય માટે પાણીને ખુલ્લું રાખીને મચ્છર વગેરેનો ત્રાસ થવા દેતા નથી એસી વગરે એ દ્વારા પણ જે પાણી નીકળે છે તે તરત જ તેમનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરીએ છીએ અને તેમને પણ એક જગ્યાએ પાણી ભરાવા દેતા નથી આ સિવાય હું કોઈપણ આજુબાજુમાં કોઈપણ માંદગી કે બીમારી હોય છે તે તે વ્યક્તિને અમે ટીબી વગેરે જેવા આ રોગો થાય તેની સારવાર માટે અમે મહાનગર પાલિકા દ્વારા સરકારી હોસ્પિટલ ની મદદથી તો અમે તેમની સારવાર માટેના પગલાં લઈએ છીએ અને કોઈપણ પ્રકારના ચેપી રોગો ફેલાય નહીં તે માટે તકેદારી રાખવામાં આવે છે ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા સારી રીતે ચાલતી રહે તે માટેના પ્રયાસો કરતાં રહીએ છીએ ક્યારેય પણ ગટરના ઢાંકણા કે અન્ય કોઈપણ ખાડા ગંદકીમાં પાણી ભરાવા દેતા નથી ગટરના ઢાંકણાઓ જો ખુલ્લા રહી જતાં હોય તો તેમને બંધ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ આ સિવાય ઘરમાં પણ ઉત્તમ ચોક્સાઈ નું વાતાવરણ રાખવામાં આવે છે જેથી કરીને આ આસપાસના લોકોને પણ ગંદકીથી સમસ્યાઓનો સામનો ન કરવો પડે સોસાયટીમાં જ્યાં ત્યાં કચરો ફેંકવા દેતા નથી પાન માવા વગેરેને જ્યાં ત્યાં ન થૂંકવા માટે મનાઈ કરવામાં આવેલી છે રહેણાંક વિસ્તારમાં સોસાયટીમાં જ્યાં ત્યાં થૂંકવા ઉપર દંડ કે જ્યાં ત્યાં કચરો ફેંકવા ઉપર દંડ કરવાની વ્યવસ્થા ઊભી કરેલી છે જેથી લોકો શીસ્તતા પૂર્વક ચુસ્ત પણે ગંદ ગંદકી થવા ન દે અને ચોખ્ખાઈનું પાલન કરે એ જેના કારણે તમામ લોકોના સ્વાસ્થ્યને એ બચાવી શકાય અને જ્યારે પણ કોઈનું પણ સ્વાસ્થ્ય ખરાબ હોય ટીબી કે અન્ય કોઈપણ ચેપી રોગ થયા હોયતો તરત જ તેને સરકારી કે ખાનગી એને દવાખાનામાં સારવાર મળી રહે તે માટે પ્રયત્નશીલ રહીએ છીએ અને ઘરમાં પણ કોઈને કાંઈ પણ બીમારી હોય તો તુરંત જ સરકારી કે ખાનગી દવાખાનામાં ડોક્ટરોની સલાહ મુજબ પ્રયત્ન કરતાં રહીએ છીએ પાણી પાણીમાં પણ હંમેશા દવા વગેરેનો છંટકાવ કરતાં રહીએ છીએ રસ્તા ઉપર દવાનો છંટકાવ કરતાં રહીએ છીએ ઘરમાં પીવાના પાણીને વ્યવસ્થિત રીતે ગાળીને ઉકાળીને ઉપયોગમાં લેવામાં આવે છે જેથી કોઈપણ પાણીજન્ય ચેપી રોગો ન ફેલાય અને તેના લીધે આસપાસ રહેતા લોકોને પણ રોગોનો સામનો કરવો ના પડે આ સિવાય શાકભાજીઓ ફળો વગેરે લઈ આવીને તેને પણ વ્યવસ્થિત રીતે સાફ કરીને પછી જ ઉપયોગમાં લેવામાં આવે છે જેથી કોઈપણ બેક્ટેરિયા કે વાયરસનો સામનો કરવો પડે ઘરમાં પણ જે ખોરાક રહેલો છે તે એકદમ તાજો રહે અને તે તેમાં કોઈપણ બેક્ટેરિયા વગેરે ન થાય તે રીતે તકેદારી રાખવામાં આવે છે અને ઘરમાં ખાવા પીવાની વસ્તુ પાણી એની આસપાસની જગ્યા પીવાના પાણીની આસપાસની જગ્યાઓ વગેરેને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવામાં આવે છે